મારા વરંડામાં પક્ષીઓને આકર્ષવા માટે મેં બે બોક્સ લટકાવેલાં છે જેમાં પક્ષીઓ આવીને પોતાનું ઘર બનાવીને રહી શકે છે અને એની જોડે મેં બે પ્યાલી મૂકી છે જેમાં પાણી અને જે ધાન હોય તેમનાં ખાવા અને પીવા માટે મૂક્યા છે અને મારે ત્યાં બહુ બધાં પક્ષીઓ રોજ સવારે આવી જાય છે